મેડમ હું અનન્યા બોલું હાં એચયુલી આપણા ત્યાંનાં જે નાઇન્થ ના સ્ટુડન્ટ છે એ લોકોને દિલ્હીમાં સાયન્સ પ્રોજેક્ટ છે એના માટે લઈ જવાના છે પાંચ સ્ટુડન્સને તો તેના માટે જરાક પરમીશન લેવાની હતી પેરેન્ટ્સની પરમીશન થઈ ગઈ છે એમની પાસે ત્યાં પેરેન્ટ્સ પાસેથી પરમીશન લેવાઈ ગઈ છે સાઇન શીટમાં સાઇન બી લઈ લીધી છે કન્સર્ટ ફોર્મ પર તો એમને લઈ લીધું છે પાંચ દિવસ માટે જવાનું છે એ લોકો જેમને સાઇન્સ ફેર રાખ્યો છે તે પોતે જ રહેવાની વ્યવસ્થા પણ આપશે રહેવાની જમવાની બધી જ ત્યાં અલગ અલગ બીજી બધી સ્કૂલથી પણ સાયન્સ ફેરમાં બધા પાર્ટિસિપેટ કરવાના છે તો અલગ અલગ બધાં પ્રોજેક્ટનું બધાં જાણશે અને બધા બહારના લોકો જોવા આવશે તે લોકો સાંભળશે તો એ લોકોને બધા સવાલ હાં હાં બધુ સેફ છે વાત થઈ ગઈ છે મારી ઓર્ગેનાઇસર સાથે હાં તો તમે પાંચ સ્ટુડન્ટને હું કાલે લઈને આવી જાવ ઓફિસમાં હા હા હા હું આખું ફોમ જે છે તે જ અને સ્ટુડન્ટ બંનેને લઈને આવી જઈશ ઓફિસમાં